હલો કેમ છો અનિલભાઈ મજામાં બસ શું ચાલે શાંતિ ને શું કહે અત્યારે વાડીમાં શું કામકાજમાં ચાલે

બરાબર છે એરંડા તો હજુ વાવવાના બાકી છે તમારે તો પણ એમ કરાયને તો તમારે કપાસમાં કપાસમાં જે એડ કરીએ શું કહે ખેડ કરીને ચાસ ચોર્યાશીના ગાળિયા વાવી દીધા હોય અને વચ્ચે કપાસ વાવી દીધું હોત તોય બહુ સારા એવા થઈ જાત મારે આને કાં મગફળી પણ એમ નહિ હવે અનિલભાઈ મગફળીના પાળીએ પણ તમે એરંડા સોંપી દીધા હોત તો પણ તો થઇ જાત અત્યારે એમ કરો ને મગફળીની ફારી પાળી જે હોય ને એમાં સોંપી દો એરંડા તો પણ સારા એવાં થઇ જશે હવે મગફળી ઉપાડવાનો સમય છે અને તમે અત્યારે વાવી દો તો વાંધો ન આવે સમજ્યા

બરાબર છે કંઈ વાંધો નહીં શું અત્યારે બીજું કપાસ સિવાય હેં કપાસ ના ઈયળો તો અત્યારે હજી દેખાતી નથી કારણ કે એ તો જીંડવામાં હજુ એટલી બધો કંઈ ડંખ દેખાતાં નથી અમે તો દવાનો છંટકાવ બે ત્રણ વખત તો મેં દવા છાંટી દીધી છે હવે એક બે હજી રાઉન્ડ કરી નાખવા છે એટલે લીલી ઇયળનો બહુ ઉપદ્રવ થાય નહીં અને જો થશે તો પછી જોઇએ છે આગળ કારણ કે આમાં તો આપણા હાથની વાત છે કુદરતની મહેર એટલે આમાં લીલી ઇયળની આપણે ગમે કેટલી બધી દવા છાંટીએ છીએ પણ આવે ન આવે એ તો ઉપરવાળાના હાથમાં છે એક ઝાડ ઉપર એક પમ્પ છાંટી દઇશું બરાબર બોલો એટલે એક સા એક એક ચામાં એક સાઈડનો એક થાય અને બીજી સાઈડનો બે એટલે એક ચામાં બે થાય એમ મારે દસ વીઘાનો કપાસ છે બરાબર એટલે મારે લગભગ દોઢસો કે એટલા પંપ જેવું થાય છે

ના ના હા ઊંચાઈ તો આપે જ ને અને બીજું શું અમારે તમે બીજું શેનું વાવેતર કરેલું છે આમાં એટલે તમારે તમારે શેનું છે તમારે બરાબર કંઈ વાંધો નહીં હવે મેં મારે એવું છે અનિલભાઈ આમાં છે ને મગફળી છે કપાસ છે અને એરંડા વાવ્યા છે મગફળીના તો પાળિયા એરંડા તો સોંપી દીધા છે અત્યારે થોડા થોડા એરંડા થઈ ગયા છે પછી મગફળી નીકળે ને પછી એને આગળની શું કહેવાય કામ વધે ને ખાતર પાણી થઈ જાય ને તો એ વધારે થોડોક વિકાસ થાય સમજ્યા એટલે મેં કીધું હવે એમાં પછી દવા બવા છાંટી જોઇશું અને એમાં સુકીમાં શું મસી મસી જેવું દેખાય છે તો અત્યારે દવા હાલ દવા છાંટવાનું ચાલુ કરાવ્યું છે કે મજૂર પાસે એ હવે એક બે દિવસમાં પતશે બરાબર અહીંથી અમારે તો પેલા ચામુંડા એગ્રોમાંથી અમે લાવીએ છીએ અને જૂના અને જાણીતા છે અમારે ત્યાં તો એનામાં એમને સંભાળે હા એ ના ના મેં મેં ના ના આમાં એવું છે અનિલભાઈ નવી નવી કોઈ દવાનો ઉપયોગ અત્યારે ન કરાય મારા અંદાજ પ્રમાણે કારણ કે માર્કેટમાં રોજ નવી નવી દવાઓ ઉત્પન્ન હોય બરાબર એટલે આપણે એવી કોઈ દવાનો ઉપયોગ ન કરીએ એટલું સારું આપણા માટે હવે ન રીઝલ્ટ આપે તો આપણે શું કરીએ હવે આપણને ખબર જ છે કે આપણે જે દવા છાંટીએ એનું રીઝલ્ટ સારું છે પણ આપણે નવીનો ઉપયોગ કરીએ તો એ બધું આપણને છેતરવાનાં ધંધા કરતા હોય છે અમુક લોકો સમજ્યા એટલે એ દવાનો બહુ ઉપયોગ ના કરવો બને ત્યાં સુધી

કંઈ વાંધો નહીં બરાબર તો કંઈ કામકાજ હોય તો ફોન કરજો પછી નિંરાતે બરાબર ભલે ભલે